મારું પશુઓ સાથેનું જોડાણ બહુ લાગણીશીલ છે મને પશુઓ બહુ જ ગમે છે અને પશુઓથી હું બહુ ઇમોશનલી કનેક્ટ છું અ મારા કુતરાંનું નામ છે ટોમ અને હું તેની સાથે મતલબ બહુ જ કનેક્ટેડ છું અને તેની સંભાળ હું બહુ સારી રીતના રાખું છું મારા બચ્ચાંની જેમ તેની સંભાળ રાખું છું અને હું એની સાથે લાગણીથી જોડાયેલી છું તેને હું ટાઈમ ટુ ટાઈમ નવડાવું છું તેને જમવાનું બી ટાઈમ ટુ ટાઈમ આપું છું એનું બચ્ચાંની જેમ ધ્યાન રાખું છું અને જે પશુ હોય એ મતલબ બહુ સારા હોય છે અને એમનું ધ્યાન રાખવું જોઈએ મારા તરફથી મારી સોચ આ છે પશુઓ માટે